ગુજરાત રાજ્યના ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવામાં રસ ધરાવતા મુલાકાતીઓ માટે સૌપ્રથમ તો હું મારા વતન જુનાગઢનો વિકલ્પ સૂચવીશ જુનાગઢને ઐતિહાસિક નગરીનો દરજ્જો મળેલ છે જેમાં અનેક સ્થળો મુલાકાત લેવા જેવા છે જેમકે ભવનાથ મહાદેવનું મંદિર જે ભગવાન શિવની શક્તિ અને ભક્તિનું એક અજબ સંયોજન છે દર વર્ષે મહા વદ તેરસના રોજ મહાશિવરાત્રિનો મેળો યોજાય છે ત્યાં શિવ ભક્તિનો અનેરો માહોલ નિહાળવો હોય તો જુનાગઢના શિવરાત્રિના મેળાની અચૂક મુલાકાત લેવા જેવી છે તે સિવાય જુનાગઢમાં એક ઉપરકોટનો કિલ્લો છે જે રાજાશાહી વખતનો અદ્ભુત અજાયબીઓ ધરાવતો કિલ્લો છે જેમાં રાણીકી વાવ અનાજનો કોઠાર નવઘણ કૂવો અડી કડી વાવ વગેરે જેવાં અનેક સ્કલ્પચરો આવેલા છે અ નવઘણ કૂવો તો એના માટે તો એક ગુજરાતીમાં એવી કહેવત છે કે નવઘણ કૂવો જે ન જુએ તે જીવતો મુવો ત્યારબાદ જુનાગઢની નજીક આવેલા સોમનાથ જિલ્લામાં ભગવાન મહાદેવનું સોમનાથ મહાદેવનું મંદિર છે જે બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે દેશ દેશ વિદેશથી અનેક યાત્રાળુઓ ભક્તજનો સોમનાથ મહાદેવના દર્શન કરવા આ સમગ્ર વર્ષ દરમિયાન અનેક વખત આવતા રહે છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સોમનાથ મહાદેવનું મુગલોના સમયમાં મોહમદ ગઝની દ્વારા એકવાર આક્રમણ થએલું હતું ત્યારબાદ ત્યારના રાષ્ટ્રપતિ આપણા એમણે એમનું ઉદ્ઘાટન કર્યું હતું અને જીર્ણોદ્ધાર કરાવીને ફરીથી અત્યારનું હાલનું જે સોમનાથ મહાદેવનું મંદિર છે એનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ સોમનાથથી નજીક આવેલા પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમકે કીર્તિ મંદિર છે જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે કીર્તિ મંદિર એ એક રાષ્ટ્ર માટે આપણો ગર્વની વાત છે કે જેને આપણને રાષ્ટ્રપિતા આપ્યા છે ત્યારબાદ પોરબંદર જિલ્લામાં આ આવેલો એક માધવપુર છે માધવપુર આમ જોઈએ તો એ મુલાકાતીઓ અને સહેલાણીઓ માટે અનેક ઇન્ટરેસ્ટીંગ અને રસપ્રદ સાઈટ ધરાવે છે અને એનું ઐતિહાસિક મહત્વ એ પ્રમાણે છે કે એ એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રુકમણી દેવીજી સાથે ત્યાં લગ્ન કરાવ્યા હતા એના માનમાં દર વર્ષે ત્યાં માધવપુરનો મેળો પણ ભરાય છે અને ત્યાં ભગવાન મ શ્રી કૃષ્ણની લગ્નની જેમ આપણે લગ્ન થાય એ રીતે જાન પણ નીકળે છે થેન્ક યુ